હલો ફ્લિપકાર્ટમાંથી બોલો છો આ ફ્લિપકાડ ઉપરથી મેં ઓનલાઈન એક ટી શટ મંગાવેલું હતું જેની મેં સાઈજ લખવામાં આવેલી હતી પણ તે સાઈજ પ્રમાણે એ ટીસટ નથી તો આ ટીસટ તમે લોકો રિટર્ન લઈ લેશો યા તો મને રિફંડ કરી આપો અથવા તો મારી સાઈઝનું ટીસટ મોકલી આપો